મને ચિત્ર દોરવું ખૂબ જ પસંદ છે એવા કોઈપણ દિવસો નથી હોતા જ્યારે મને ચિત્ર દોરવાનું મન નથી થતું કારણ કે મને ચિત્ર ખૂબ જ પસંદ છે ચિત્ર દોરવાની પ્રેરણા હું અમારા આજુબાજુના વિસ્તારથી મેળવું છું કેમકે તે ખૂબ જ સરસ અને સુંદર છે તે જોઈને મને પ્રેરણા થાય છે કે હું તે વસ્તુનું કે તે જે પણ પ્રકૃતિ છે તેનું ચિત્રમાં રૂપાંતર કરું રોજિંદા જીવનમાં અનેક બાબતો સાથે હું ચિત્ર કામ કરવા માટે અનુકૂળ છું કારણ કે મારી પાસે એવી ચિત્ર દોરવાની કળા છે જે મને રોજબરોજ પ્રેરણા આપે છે કે હું ચિત્ર દોરી શકું છું અને કોઈપણ વસ્તુ કે પ્રકૃતિ કે કોઈપણ માણસ નું ચિત્ર દોરી શકું છું